હું હજુ કોઈ ખાસ ટ્રેકિંગ ગ્રુપમાં ના સંપર્કમાં નથી પણ હું મારા મિત્રો સાથે જાતે જ ટ્રેકિંગનું આયોજન કરું છું મને મુખ્ય તો સહ્યાદ્રી ગિરનાર અને પાવાગઢ જોવા ટ્રેક્સ પર જવા માટે ઇચ્છા છે આગામી સમયમાં મારી યોજના છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના નવ નવા ટ્રેક્સ એક્સપ્લોર કરું અને ટ્રેકિંગ માટે ગ્રુપ સાથે જોડાવું જેથી નવા અનુભવો મળી શકે